કોઈએ ગાવાનું શરૂ કરવું હોય કે ગાવાનું કૌશલ્ય સુધારવું હોય તો તેમણે ખાસ કરીને ઓમ મંત્રનો ઉચ્ચાર કરવો જેટલું વધારે ઓમ બોલશે તેટલું વધારે ધ્યાન અપાશે ત્યાર બાદ સા રે ગ મ પ ધ ની આ સાત સ્વરનો પણ ઉપયોગ કરી અને તેનો રિયાઝ કરવાથી ગાયન ગાવાવાળાનું શુદ્ધ થાય છે